ગુજરાતમાં હમણાં હમણાં ફિલ્મો બતાવવા માટે મૂવી થિયેટર અથવા મલ્ટિપ્લેકસ આ તૈયાર થયા છે એમાં મોટા પડદા પર અને સારી સગવડ સાથે પિક્ચર માણી શકાય છે હવે એમાં પિવીઆરની મુલાકાત લીધેલી તો એમાં બેસવાની સગવડ પણ સારી છે મૂવી અને પિક્ચરનો પડદો પણ મોટો અને ફેમિલી સાથે આરામથી જોઈ શકાય છે રિશેષમાં ઇન્ટરવલમાં સર્વિસ પણ સારી મળે છે અને એ સારી સગવડ છે